હા મારા મત પ્રમાણે મને તો ગુજરાતી લેખો લેખકો અને કવિઓ ઘણા બધા છે હું તેમના વિશે થોડાં વાક્યો કહીશ તેમાંથી એક નામ છે ઉમાશંકર જોષી જે ઘણા જાણીતા કવિ છે તેમનું કાવ્ય સંગ્રહ ખૂબ જ મહત્ત્વનું છે અને તેમનું કાવ્ય સંગ્રહ બહુ ચર્ચિત છે પછી મનુભાઈ પંચોળી તેમનું પણ તે બહુ પ્રખ્યાત કવિ છે એના સિવાય મોરારજી દેસાઈ મોરારજી દેસાઇ તે પણ બહુ પ્રખ્યાત કવિ છે મોરારજી દેસાઈ જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ઊંડાણ પૂર્વક લખાણ આપ્યા છે અને તેમનાં કાર્યમાં જીવનનું તત્ત્વજ્ઞાન અને સાર મજ બહુ મજબૂત છે કમલેશ પટેલ કરીને પણ કવિ છે જે મ પાયલ તરીકે ઓળખાય છે એમની પાયલ નામની કવિતા ખૂબ જ પ્રખ્યાત હતી અને બીજા ઘણા કવિઓ છે મકરંદ દવે પણ ખૂબ જ જાણીતા કવિ છે તેમનું કંપન નામનું કાવ્ય સંગ્રહ ખૂબ જ પ્રખ્યાત છે અને તે તેમની સંવેદનશીલતાને કારણે ખૂબ જ ગમે છે તેમની ભાષામાં ખૂબ જ સરળતા હોય છે તે આધુનિક ગુજરાતી કાવ્યોમાં નવી સૂર અને વ્યાપક વિષ વિષયો લાવ્યા હતા